નમસ્તે હું રાજકોટ સિટીમાં રઉ છું અને રાજકોટ સિટી વિશે થોડું ઘણું જાણું છું તો હું તમને મારા શબ્દો વડે થોડું ઘણું કઇસ રાજકોટની સ્થાપના આપડે જોઈએ તો સોળ સો બારમાં થઈ હતી એવું મને અંદાજે ખબર છે આ સહેર આપડે જોઈએ તો કે ગુજરાત સૌરાસ્ટ્રમાં આવેલું છે અને એની સ્થાપના રાજાઓએ પેલા કરેલી હતી જો આપડે જોઈએ તો કે ઈ વંસજ હતો આખો ઈ વંસજે કરેલ હતી તો એમાં આપડે જોઈએ તો કે જાડેજા વંસજના ઠાકોર સાહેબ જેનું નામ હતું વિભાજી વિભાજી આજીજીના પુત્રો એટલે કે દાખલા તરીકે આપડે જોઈએ તો કે ઠાકોર સાહેબ છે એમાં વિભાજી જાડેજાએ કરી હતી અને એમાં રાજકોટનું નામ રાજા એટલે કે રાજવી કોટ એટલે કોટ એટલે કે કિલ્લો કિલ્લો પરથી રાખેલું છે અને જેમાં આપડે જોઈએ કે એની સરૂઆત સહેરના પ્રારંભિક સ્થાપનાઓના રાજવીઓથી કરવામાં આવી છે હવે આપડે જોઈએ તોકે જાડેજા વંશ આયવો હવે જાડેજા વંશનો ઈ શું હતું કે આખો ઈ રજવાડો હતો જી છે ને રાજકોટમાં રેતોતો હવે એની સ્થાપના આપડે એને કયરીતી ને તો જો એ સતરસો ને વીસમાં ઠાકોર સવજીના સાસન હેઠળ કેમકે એટલે કે સહેર હતું એટલે કે સહેરનો વિકાસ ઈ પ્રમાણે રજવાડા આયવા એનાથી સહેરનો વિકાસ થયો હવે રાજકોટમાં આપડે જોયું તોકે સંસ્કૃતિ એના સામાજિક રીતે એમાં કઈ કઈ રીતે એને પ્રગતિ કરેલી છે સંસ્કૃતિમાં શું શું કેવામાં આવ્યું છે કે એની સંસ્કૃતિ આપડે ઓળખી શકીએ તો આપડે જોયુંતું કે રાજકોટ સહેરમાં પ્રગતિ કઈ રીતે થઈ તોકે શિક્ષણમાં થઈ હોય આરોગ્યમાં સ્વાસથીક રીતે થઈ હોય એના વ્યવસાયમાં કયરી હોય દાખલા તરીકે એમાં રહેતા હોય મનુષ્યો એના માટે સું લાભદાયક છે જેથી કરીને મનુષ્યો રાજકોટમાં રહેવાનું પસંદ કરી શકે અઢારસોને સાતમાં આપડે જોઈએ તો કે બ્રિટિશ શાસન હેઠળ રાજકોટમાં જોઈએ તો કે બોમ્બે પ્રેસીડેન્સમાં એક સહેર બનેલું હતું ન્યાથી બ્રિટીસો પેલા આપડે બ્રિટીસો થઈ ગયેલા ઈ પ્રિન્સિપલ સ્ટેટનું મુખ્યાલનનું સ્થાપ્યું અને ત્યાર પછી એમાં પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું હવે રાજકોટમાં જોઈએ તો કે બ્રિસિસ શાસન આયવા એટલે ક્રાંતિ કારી વધે જ ક્રાંતિકારીઓ દરમિયાન કેટલા લોકો એમાં સમાજ સુધારાઓ કર્યા ત્યારપછી જોઈએ તો કે રાજકોટમાં આપડે જોઈએ જ છીએ ગાંધીજીનું વર્ચસ્વ વધારે છે જેમાં આપડે ભારત ઉપર ગાંધીજીનો પ્રભાવ વધારે પડેલો છે તોકે ગાંધીજીએ શું કરતાં કે સ્વચ્છતા આંદોલન ચલાવ્યું હવે જોઈએ તો કે ગાંધીજીએ શિક્ષણ ઉપર પણ ખૂબ કામ કર્યું છે હવે તેમાં ગાંધીજીએ કઈરું હોય તો અઢારસો ને એંસીમાં આપડે આલ્ફ્રેડ નામની હાઈસ્કૂલ છે ઈ હાઈસ્કૂલમાં ગાંધી વિધ્યાલય નામની એને સ્થાપના કયરી એમાં જોઈએ તો કે એને શું લાયવા તો કે એમાં સંસ્કૃતિ અને તેના વિશે સમાજ સુધારણયો કર્યા જેથી જે પણ વિધ્યાર્થીઓ ભણવા આવે એ સંસ્કૃતિ અને સ્વચ્છતા વિશે આપડે જાણી શકે હવે જોઈએ સ્વાતંત્ર રીતે એના આંદોલન પણ એમાં કરેલું છે એમાં જોઈએ તો કે રાજકોટમાં સૌપ્રથમ ઓગણીસોને ત્રીસના આસપાસ ગાળામાં રાજકોટ લોકોએ મહાત્મા ગાંધીજીના આંદોલનનો આંદોલન જી ગાંધીજીએ રાયખું તું એમાં અમુક લોકો એવા ભાગ લીધેલો છે હવે જેમ જેમ રાજકોટનો વિકાસ થાય એમ એમ આપડે જોઈએ તો કે એમાં આધુનિકતા આવે જ આધુનિકતા એટલે કે ટેકનોલોજીના લીધે એનો વિકાસ થાવા લાગે હવે રાજકોટ જોઈએ તો કે પેલા સૌપ્રથમ સાવ નાનું હતું અને એક હાવ નાનું સહેર ગણાતું પણ એમાં ટેકોનોલોજી નોતી પણ જેમ જેમ રાજકોટનો વિકાસ થતો ગ્યો એમ વિજ્ઞાન અને ટેકનોલોજી આવવાના કારણે એમાં ઉધ્યોગોમાં સરળતા દાખલા તરીકે ઉધ્યોગમાં જોઈએ તોકે પેલા લોકો હાથેથી કામ કરતાં પણ જ્યારે ટેકનોલોજી આયવી એટલે લોકો કારખાનાઓમાં ઉધ્યોગો સાડીને એવું બધુ સ્થાપવા મંડ્યા એવી રીતે ઉધ્યોગોનો ઉપયોગ થવા માંડ્યો તી પછી યુનિવર્સિટી બનાવામાં આવી જોકે સૌરાસ્ટ્ર યુનિવર્સિટી છે એમાં તમામ વિધ્યાર્થીઓના શિક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે જુદી જુદી ફેકલ્ટીઓ આવે છે પછી ખેતી ઉપરે રાજકોટમાં કામ કરેલું છે તો કે એમાં જોઈએ તો કે સાધન સામગ્રી પેલા લોકો પોતાની રીતે કરતાં પણ હવેતો એવા ઓજારો દાતરડું અને એવું બનાવામાં આવે છે જેથી લોકો એની રીતે ઉપયોગ કરવા મંડ્યા છે પછી જોઈએ તો કે ખેતીની ને એની વાત કરીએ તો ખેતીમાં તો ફળ ઉધ્યોગ કપાસને બધુંય ઊગવવામાં આવે છે જે બારના વિસ્તારના છે ઈ લોકો તો ખેતી વિશે જાણી નથી શકતા પણ જી લોકો રાજકોટ કે ગુજરાતમાં રેતા હોય એને ખેતીનું મહત્વ સમજાએ છે હવે સંસ્કૃતિમાં આપડે જોઈએ તોકે રાજકોટમાં લોક મેળા થાય છે સંગીતોનું હોય હસ્તકલા હોય જેવી માનવીએ પોતાની હાથે બનાવેલી હોયને ઈ પ્રગટ કરે છે એમ પછી કેટલાક મેળાઓ હોય ઉત્સવો ઉજવે હોળી ધૂળેટી એવા બધા ઉત્સવો રાજકોટના સહેરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને બધા એકસાથે મળીને ઉજવે છે હવે જોઈએ તો કે પારિવારિક મૂલ્યો એટલે કે આપડે જોઈએ તોકે સહેરમાં રહેતા હોઈએ એટલે કે સિટી ગામડામાં રેતા હોય તો માણસો એકબીજાથી લાગણીસભર હોય પણ સિટીમાં આવે તી પછી તો માણસો ઓછા બોલવાનું થાય પણ ઈ વિસે પણ ઘણું કામ થએલું છે એમ કે રાજકોટ એક પ્રાંતની નગરમાં આવે છે એટલે કે સ્વતંત્ર રીતે એનો વિકાસ થાય છે હા જ્યાં આધુનિકતા સાથે પારંપરિક મૂલ્યોની પણ નોંધ થાય છે અને જેમાં હું જેમાં રઉ છું ઈ અમારૂ રંગીલું રાજકોટ છે એટલે કે જુદા જુદા રંગોથી ભરેલું રાજકોટ છે